નમસ્કાર મારું નામ વાધેલા આયુસ છે અને મારા માતા પિતા અમદાવાદ જિલ્લામાં નવરંગપુરા ગામ ખાતે રહે છે અને તેઓ તેમના વતન અટલે કે જસડર પાછા ફરવા માંગે છે અને તેનું કિલોમીટર અંદાજે બસો બસો ચાર કિલોમીટર છે અને તે વૃદ્ધ અવસ્થામાં છે અને તેમના સંપર્ક માટે નવાણું બે ઓગણપચાસ ઓગણસિતેર ચાર ત્રેવીસમાં સંપર્ક કરીને તમે મારા પિતાનો સંપર્ક કરી શકો છો અને તેમને એમના નવા ઘરના ગેટેથી મારા વતનના મારા ઘરના ગેટ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી અને તેના માટે કિંમત શું થશે તે હું જાણવા માંગુ છું તે મને જણાવો એવી વિનંતિ